આ હા ભારત દેસના વેપારીઓ છે એમના દ્વારા અને ઉધ્યોગપતિઓ દ્વારા આ છેલા બે દસકાની અંદર હું ઘણું જ ભારતની અંદર પરિવર્તન જોઈ રઈ છું જેમાં અનેક રીતે ભારતની અંદર પરિવર્તન જોઈએ તો ભારતના જે વિકાસના કામો છે એની અંદર જે લોક પ્રજા છે એમને જે વિવિધ સુવિધાઓ મળે છે એમાં ઘણું બધું સુધારો થયેલ છે ટેકનોલોજીને કારણે ભારતના વિકાસની અંદર ખૂબ જ પરિવર્તન થયું છે લોકો સંપર્ક સાધતા થયા છે કોરોના જેવા કાળની અંદર પણ પાણી મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા શિક્ષણ આપવાનું જે એક કાર્ય થયું છે કે જેની અંદર કોઈપણ વિદ્યાર્થીઓ છે એ શિક્ષણથી વંચિત નથી રહ્યા લોકો છે એ જે પહેલા ટેકનોલોજીથી ડરતા હતા વાપરવામાં એને કારણે અત્યારે બધાના હાથની અંદર એક એક ફોન છે એ હોય છે અને એ આખા વિશ્વનું જ્ઞાન છે એ મેળવી રહ્યા છે ઘરે બેઠા જ શિક્ષણ જોઈતું હોય કે કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય ગૂગલ મેપ દ્વારા કોઈપણ રસ્તાઓ કે કિલોમીટર છે એની માહિતી જોતી હોય તો પણ એ ટેકનોલોજીના માધ્યમ દ્વારા મળી રહે છે ભારત સરકાર દ્વારા આ એક ટેકનોલોજીને પૂરી પાળતી વ્યવસ્થા છે જે આપણા નેતા હોય છે એ લોકોની અંદર સુવિધાઓ વધે એ માટે ખૂબ જ પ્રયત્નો છે એ કરેલા છે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની અંદર પણ પ્રારંભની અંદર જે ટેકનોલોજીને લગતી લગતું જે શિક્ષણ છે અથવા બીજી કોઈપણ ડિગ્રીઓ છે એ વિદેશની અંદર વિદ્યાર્થીઓ મેળવવા માટે જતાં જે જેની વ્યવસ્થા પણ હાલ શું વિચારું કે આપણા દેશની અંદર જ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે એવા સંપૂર્ણ પ્રયત્નો થયા છે મનોરંજન ક્ષેત્રે એ વિચાર કરીએ તો મનોરંજનના વિવિધ માધ્યમો છે એ વધેલા છે તમે તમારા હાથની અંદર જ રહેલા મોબાઈલની અંદર વિવિધ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી મનોરંજન છે એ પ્રાપ્ત કરી શકો છો વેપારની વાત કરીએ તો થોડી જ ક્ષણોની અંદર વાહન છે એ તમારી વસ્તુઓ છે એ દૂર દૂરના કિલોમીટર સુધી પહોંચાડી શકે લઈ જઈ શકે આવી શકે તો આ માટે વ્યપાર છે એ પણ ખૂબ જ વધેલો છે લોકો છે એને સુવિધાઓ છે આપવામાં આવી રહી છે એ સિત્તેર પંચોતેર વરસ પહેલાનું જે ભારત હતું એના બદલે અત્યારે ભારત છે એ ખૂબ જ બદલાયેલું છે એ જોવા મળે છે એ તમે કોઈપણ ક્ષેત્રની અંદર એની અંદર એ પરિવર્તન છે એ જોઈ શકો છો વાહન વ્યવહારની વાત કરીએ તો એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે પણ માઈલોનું અંદર અને ઘણી વખત તો છે એ સાઈકલ ઉપર કે પગપાળા ચાલીને લોકો જતાં એના બદલે વાહનની વાત કરીએ તો અત્યારે દરેક નાના એવા કસ્બા કે ગામ હોય ત્યાં પણ જે બસ કે બીજી સરકારી વાહનો દ્વારા કોઈપણ વસ્તુ લઈ જએ લઈ આવવી લઈ જવી અથવા માણસોને પણ અવર જવરની જે બધી વ્યવહારની વ્યવહારમાં જરૂર પડતી ત્યાં આ વાહનો છે એ જઈ શકે છે એ પણ એક વિકાસ થયો છે ભારત સરકાર દ્વારા નેતાઓની વાત કરીએ તો ભારત સરકારના જે વર્તમાન સરકાર છે એ એ નેતાઓ છે એ શિક્ષિત હોવાથી અને પોતે પણ સંઘર્ષ જીવનની અંદર અનુભવેલો હોવાથી આવા જે જમીની નેતાઓ છે એના દ્વારા ઘણું બધુ પરિવર્તન થયું છે ઉદ્યોગની વાત કરીએ તો ઉદ્યોગપતિઓએ પણ વિદેશની અંદર પોતાની જે કંપનીઓ છે એ ન લઈ જઈને ભારતની અંદર જ પોતાની કંપનીઓની સ્થાપના કરી ભારતના જે યુવા વર્ગ છે અથવા મજુર વર્ગ છે જે લેબર વર્ગ છે એણે કામ નવું આપીને એનું ગુજરાન છે એ ચલાવાની અંદર ખૂબ જ ફાળો છે આપેલો છે જેને કારણે ભારત છે એ આજે અન્ય દેશોની હરોળની અંદર બેસવા સક્ષમ બની રહ્યો છે